મારા બગીચામાં લગભગ અત્યારે ચાલીસથી પચાસ છોડ કુંડામાં છે હવે એ કુંડા કેવી રીતે ગોઠવવા અને કયા કયા ફૂલ છોડને સાથે રાખવા એ એક બહુ મોટું કામ બની ગયું છે રોજ લગભગ મારે એકથી બે કલાક એ છોડની જાળવણી પાછળ જતું હોય છે અને કુંડાની ગોઠવણી પણ કરતી વખતે પણ ઘરની શોભા પણ બની રહે અને છોડનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે એ બંને પરિબળોનો વિચાર કરવો પડતો હોય છે ઘણી વખત સૂર્યની દિશાની પ્રમાણે કુંડાની ગોઠવણી કરવી પડતી હોય છે જેમ કે શિયાળાનો સમય હોય તો ગુલાબના ફૂલને મારે પૂરા સુર્ય પ્રકાશમાં રાખવા પડે તે વખતે હું એને ઉપરની ગેલેરીમાં મૂકી દઉં છું જ્યાં સુર્ય સૂરજનો તડકો પૂરેપૂરો આવે પણ જેમજેમ આબોહવા બદલાય અને ગરમી વધે વાતાવરણમાં ઉનાળો આવે એ વખતે ગુલાબને ખૂબ ઉનાળામાં સુર્ય પ્રકાશમાં રાખીએ તો બળવા મંડે છે એટલે એ વખતે એને શેડમાં લઈ લેવા પડે છે ત્યારે હું એને શેડમાં ગોઠવતો હોઉં છું અને ગુલાબના છોડ બધા એકબીજાની સાથે રહે તો વધારે સારી રીતે એમનો વિકાસ થતો હોય છે જો ગુલાબની સાથે કોઈ બીજા ઝાડને બાજુમાં મૂકી દીધું તો એનો વિકાસ ઓછો થતો હોય છે એવું પણ મને જોવામાં આવ્યું છે એવી રીતે એરિકા પામ એક મોટું છોડ છે જ્યારે ગરમીનો સમય આવે ત્યારે એરિકા પામની બાજુમાં પીસ લીલી કેનથુરિયમ જેવા નાના પ્લાન્ટ કે જે ગરમી સહન ના કરી શકતી હોય એ એ લોકોને સાથે મૂકી દઉં છું તેમનું પણ આયુષ્ય વધી જાય છે અને એ પણ સ્વચ્છતાપૂર્વક વિકાસ કરતા રહે છે